મને ફિલ્મોના દરેક કલાકારને મળવાનું ગમશે દરેક કલાકાર પોતાની રીતે પોતાના અંગત સ્વભાવ એક્ટિંગ પ્રમાણે મને દરેક કલાકારને મળવાનું ગમશે પણ વ્યક્તિગત રીતે જો હું મળવાનું વિચારું છું એ અમિતાભ બચ્ચન છે એમની જીવનશૈલી એમની એક્ટિંગ એમની એન્ગ્રી યંગ મેનની જે ભૂમિકા એ મેં મારાં વ્યક્તિત્ત્વ ઉપર એક ઈમેજ એક છાપ છોડી જાય છે હું એનો ઘણાં વર્ષોથી ફેન છું

એમની દરેક ફિલ્મોને મેં બહુ સારી રીતે જોઈ છે એમાંથી ઘણી શીખ મળી છે એટલે હું એમને મળવાનું પસંદ કરીશ એમને મળીને હું પૂછીશ કે તમે તમારા શરુઆતી દિવસોમાં સ્ટ્રગલના ટાઈમમાં તમે કેવી રીતે લોકોને મળ્યા તથા કેવી રીતે તમે ફ્લિમ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી કામ તમને ન નહત નહોતું મળતું તે વખતે તમે કેવા કેવી કેવી રીતે ટાઈમ પસાર કર્યો અને કેવી રીતે હિમ્મત જોડી અને તમે આ સ્ટેજ સુધી પહોંચ્યા તમે આ ઊંમરે પણ આટલા સ્ટ્રોંગલી એક્ટિંગ કરી શકો છો તમારું વ્યક્તિત્ત્વ જે દિવસે ને દિવસે નીખરતું જાય છે અને લોકો તમને વધારે ને વધારે પસંદ કરતા થાય છે એ મારે જાણવું છે કે શા માટે એની અંદર તમારી એનર્જી જે સ્વભાવ છે એ કેવી રીતે તમે મેઇન્ટેન કરો છો તમે એને કેવી રીતે સારી રીતે પારખો છો બીજા માટે તમે કેવી રીતે એક્ઝાપલ બનો છો